હવામાનની પરિસ્થિતિઓ વારંવાર બદલાતી રહે છે પરંતુ આપણે જોઇએ મેનલી તો ગરમી ઠંડી અને વરસાદ આપણા અલગ અલગ ત્રણ સીજન છે તો જેમાં ઠંડીમાં દોડવું એક્સસાઇઝ યોગા બધું હિતાવહ છે આપણે ગમે ત્યારે કરી શકીએ છીએ નોર્મલ ઠંડીમાં એમ વધારે પડતી ઠંડી હોય ત્યારે ત્યારે પણ આપણે એક્સર્સાઇઝ કરવાથી શરીરને કાંઈ નુકસાન થતું નથી પરંતુ એની એ જ એક્સરસાઇઝ અથવા તો દોડવાનું આપણે ગરમીની ગરમીની મોસમમાં કરી શકતાં નથી કારણ કે હવામાનનું તાપમાન એટલું બધું વધારે હોય છે કે ત્યારે જો આપણે આટલું અમુક મીટર મીટર અથવા તો અમુક અંતર કરતા વધારે પડતું જો દોડી લઈએ અને પછી શ્વાસની તકલીફ અથવા તો હાર્ટ અટેક સુધીની તકલીફ આપણને થઈ શકે છે તો ગરમીનાં વાતાવરણમાં વધારે પડતું દોડવું અને યોગાસન કરવાં હિતાવહ નથી ને મોટાભાગે ગરમીમાં આપણે જો દોડવાનું હોય તો સવારના પહોરમાં ઠંડુ વાતાવરણ હોય ત્યારે અથવા તો રાત્રે સાત વાગ્યા પછી કે જ્યારે વાતાવરણ ઠંડું હોય ત્યારે દોડવું અનુકૂળ ગણી શકાય અને વરસાદનાં વાતાવરણમાં આપણે જોઈ શકીએ કે અમુક વખત વાતાવરણ વધારે પડતું ભેજવાળું કે એવું હોઈ શકે છે તો ત્યારે અમુક શ્વાસ લેવાના ને એવા પ્રોબ્લેમ થઈ શકે છે તો જેના માટે આપણે વરસાદનાં વાતાવરણમાં જયારે વાતાવરણ સાફ હોય વરસાદ ન હોય ત્યારે દોડવું જોઇએ બાકી દોડવાનું ટાળવું જોઈએ